મારા ન્ર નૃત્યના અભ્યાસ માટે તમે સંગીતની પસંદગીની વાત કરો છો તો એ દર વખતે અલગ અલગ રીતે છે હું કેવી રીતે કયા સં કયા પ્રકારના પ્રસંગ માટે ડાન્સ સિલેક્ટ કરું છું એના ઉપર મારી સંગીતની પસંદગી થાય છે જેમ કે હું ક્યારેક લગ્ન માટે પસંદ કરું તો કોઈ વાર બૉલિવુડ સંગીત બી પસંદ કરું અને બાકી ગરબા માટે તો તમને ખબર છે કે ટીપીકલ એના ફોક ગરબા અને એનું ફોક મ્યુઝિક જ પસંદ થાય છે આમ જોવા જોઈએ તો દરેક ડાન્સમાં મારા માટે તો ગરબા મુખ્ય જ છે એમાં પ્રાચીન અર્વાચન ડાકલા એ બધું જ મારા માટે મુખ્ય છે તો એ પ્રમાણેની સંગીતની પસંદગી હોય અને ક્યારેક મને એવું લાગે કે આજે થોડી ડાઉન છું અને મને એનર્જેટિક મ્યુઝિક જોઈએ છે તો હું ભાંગરા પણ પસંદ કરી લઉં છું અને ક્યાં પછી અમે હેલારોના જેવું મ્યૂઝિક બી પસંદ કરીએ છે કે જેમાં તમારું મન આખું બદલાઈ જાય છે અને એકદમ પ્રસનલ ફિલ કરી શકો છો તો એ દરેક વખતે મારો ક્રાઇટએરિયા અલગ છે